આજની પેઢી નવી પેઢી આપણી સંસ્કૃતિની પ્રથાનું ચુસ્ત પાલન કરતી નથી પણ એની માથે આપણે આપણો સંસ્કૃતિનો પ્રથાનો ભાર આપણે માથે નાખી ન શકાય છતાં હું થોડુંક એવું પણ જણાવું છું કે થોડોક એ લોકોને આપણી સંસ્કૃતિ જાળવી રાખવી જોઈએ કે દાખલા તરીકે મોટા વડીલો આપણા કોઈ હોય એને માન દઈએ એની સામે ન બોલીએ પહેલાં સંસ્કૃતિ એવી હતી કે આપણા વડીલો સામેથી આવતા હોય કે એ કોઈપણ બૈરાંઓને ખબર પડી જાય તો આડા ઊતરતા નહીં અથવા એનો માથે ઓઢીને લાજ કાઢી લેતા કે જેનું મોઢું ન દેખાય અને એ લોકો આવતા હોય તો રસ્તો દઈ દે એ સંસ્કૃતિ હતી આપણી પણ અત્યારે આપણે થોડીક લેટ ગો કરીએ છીએ કરી છે એ લોકોને કે તમે વાંધો નહીં તમે બોલો ચાલો થોડું ઘણું પણ છે ને માથે ઓઢવાનું રાખો આખી લાજ ન કાઢો તો ચાલે ચાલે એટલે એ આપણું માન જળવાઈ રહે પણ પહેલાંની જે સંસ્કૃતિ હતી એ બેસ્ટ જ હતી અત્યારની સંસ્કૃતિ કરતાં પણ આપણે એમ નથી કહેતા કે અત્યારની જે સંસ્કૃતિ છે એ જ નવી પેઢી માટે એ સાવ ખરાબ છે અને એમ શું સારી નથી અને બહુ સારી છે ને બહુ ખરાબે નથી બેય વસ્તુ છે કારણ કે આ સારી એટલા માટે છે કે વહુ અને સસરા જે એકબીજાને વા છૂટથી વાત કરવી હોય તો વાત કરી શકે કે બાપુજી તમારે શું જોઈએ છે શું નહીં એ પોતે પૂછવું હોય તો કઈ શકે એકબીજાને દાદા આ બાપુજીને જે કંઈ કહેવું વહુને કહેવું હોય એ કહી શકે બરાબર અને અત્યારે જે એ એના માટે એ સારી છે પણ અત્યારે એ જે જૂની પેઢી સંસ્કૃતિ હતી એ એક રીતે સારી હતી કારણ કે એકબીજા સામે બોલતા નહીં કંઈ બોલી શકતા નહીં માથે માથે ઓઢી લે એકબીજા મોઢું જોતાં નહીં એ એ બહુ સારામાં સારું હતું શું કામ કે જેમ તમે છૂટ આપો એમ બોલ એકબીજાને બોલો ચાલોથી તમને થોડુંક તમારું માન ઘટે ઓલું ન બોલો એમાં નવ ગુણ કહેવત નથી નથી બોલતા એને નવ ગુણ બરાબર પણ એટલી હદે બોલે તો પછી તકલીફ પડે બોલે એના બોર વેચાય પછી અત્યારે સામું બોલવાનું એવું થઈ ગયું એકબીજાને એટલે જૂની સંસ્કૃતિ એવી છે કે પહેલાં તો સવારે વેલા ઊઠીને નાહી ધોઈને પૂજા પાઠ કરી આંગણું વાળવું ગાયનું આ ગાયનું આ છાણ ને ઓળીપો કરવો ને બધુંય એ સંસ્કૃતિ હતી અત્યારે કોઈ આપણે સિટીમાં રહેવા આવી ગયા તો એવું તો કંઈ હોતું નથી આપણે ગાયને ઢોરને આપણે રાખી શકતા નથી દેવ દર્શન કંઈ કરવાનો ટાઈમ હોતો નથી જ્યારે વાર તહેવાર આવે કે શ્રાવણ મહિનો આવે ત્યારે દેવ દર્શને કરવા જતો રજાઓ આવતી હોય ત્યારે કરવા જતા હોય આપણે તો પહેલાં કેવાં ગામડાંમાં કેવું હતું ઉઠતાં વેત નાહી ધોઈ પહેલાં તો પછી ભગવાનને પૂજા પાઠ કરવી આંગણું વાળવું ગાય ગાય માતાને દર્શન કરવા ચાંદલો કરવો ઘરમાં સાથિયા કરવા એ સાવ ભુલાઈ ગયું છે એટલે મારા મત પ્રમાણે આજે જૂની જે સંસ્કૃતિ હતી એ એ જ બેસ્ટ છે પણ અત્યારે નવી પેઢી ને જૂની પેઢીના મંતવ્ય ભેગા થતાં નથી અટલે આપણે થોડીક લેટ ગો કર્યું છે કે કે તમે થોડુંક અમારું માન રાખો અમે તમારું માન રાખી અટલે બેયનું માન જળવાઈ રહે પણ મારા મત પ્રમાણે તો બહુ જૂની મંતવ્ય જ સારું છે આપણું જૂની અ સંસ્કૃતિ પ્રથા